હા હું ઇન્ડિયન આઇડલ જેવા સંગીત રિયાલિટી શોઝ જોઉં છું તેમાં મારો પ્રિય અભિજીત સાવંત ખૂબ જ સરસ ગાયક હતા અને તેમણે શરૂઆતથી લઈ અને અંત સુધી ખૂબ જ સારા પરફોર્મન્સીસ આપેલા છે અને ઈનામ પણ જીતેલું છે તે સિવાય બીજા નંબરે પવનદીપ કરીને પણ નામે જે ગાયક હતા તેમનો અવાજ પણ ખૂબ જ સુંદર હતો અને તેમને વારંવાર સાંભળવાનો આનંદ આવે એવું એમની ગાયકી છે અને ખૂબ જ સારી રીતે આ સિવાય બધા જ કલાકારો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને તેમની ભૂમિકા સુયોગ્ય રીતે નિભાવેલી છે